અમે ગુજરાતમાં અમે નવરાશના સમયમાં અમે ઘણીબધી પ્રવૃત્તિ કરતાં હોઈએ છીએ એમાં રીડિંગ છે પોતે પોતાના શોખની રીતે બધા કરતા હોય ઘરમાં અમુક લોકોને મ્યુઝિકનો ને એનો શોખ હોય તો ઇનસ્ટુમેન્ટ શીખે છે ઘણાય ને ડ્રોઇંગનો શોખ હોય તો ડ્રોઈંગ કરીએ રીડિંગ તો બધાંયનો શોખ છે એટલે રીડિંગ કરતા હોઈએ છીએ અને નવું નવું વાંચવાનું અને શનિ રવિવારે તો બધાં જ ન્યૂઝ પેપરની પૂર્તિઓ વાંચીએ અને નવાં નવાં સામાયિકો લાવીને વાંચીએ એવું કરીએ અને એકાદે શનિ રવિએ અમે જઈએ કોઈ પિકનિક પ્લેસ ઉપર બધા સાથે જઈને બધા એન્જોય કરીએ અને એક બધા સાથે બેસીને મ્યુઝિક સાંભળીએ કોઈ સારું મૂવી પણ જોઈએ અને કોઈ સારા શો આવતા હોય જે રિયાલિટી સોઝ ને એવું બધુ ટીવીમાં સાથે બેસીને જોઈએ અને એક ક્યારેક વેકેશનમાં ને એમ બધા કોઈ સારાં સ્થળે ફરવા જઈએ કે એવું કરીએ બધાં લોકો ઘરે ભેગા થઈ મહેમાન કોઈ આવે સાથે બેસીને કાંઇક ગેમ રમીએ કંઇક સાથે રમાય એવું બધી કેરમ છે કે બેડમિન્ટન છે કે જે જેને ગમતું હોય એવી બધી રમતો રમીએ ક્યારેક વડીલો સાથે ભજન સત્સંગ ય કરીએ અને એ લોકોને આનંદ આવે એવું કાંઈક નાની નાની વાર્તાઓ એમના પાસેથી સાંભળીએ અને બસ આવી રીતે